બોલીવુડની સર્વત્ર ફેશન ટ્રેન્ડ ઉપર એક ખૂબ જ મોટી અસર હોય છે આજકાલની જનરેશન્સ ખાસ કરીને બોલીવુડ અથવા તો ટોલિવૂડના ફેશન ટ્રેન્ડ ઉપર ચાલવા માટે મજબૂર છે ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એ પ્રમાણે જ કપડાં પહેરે છે જેમકે કોઇપણ એક ફિલ્મમાં કપડાં પહેરવાના ખાસ કરીને સૂટ પહેરવા સાડી પહેરવી અને ટોલીવુડમાં ખાસ કરીને લુંગી પહેરવી એ અલગ અલગ વસ્ત્રનો ખાસ પરિધાન કરવામાં આવે છે